ખાદ્ય પદાર્થ તરીકે ઘણા બધા ફળોનો સમાવેશ થાય છે જેમ કે અનેનાસ સફરજન મતલબ હં અને એવી જ રીતે સફરજનના પણ ખ ખૂબ જ ઘણા બધા પ્રકાર હોય છે જેમ કે લીલા સફરજન લાલ સફરજન લીલા સફ સફરજન સૌથી વધારે સફરજનનું સૌથી વધારે ઉત્પાદન કશ્મીરમાં થાય છે અને ત્યાંના સફરજન એટલા રસિલા હોય છે કે આપણે જેવી રીતે ઝાડ પરથી કોઈ સફરજનને તોડીને આપણે એક બચકું ભરીએ અને તો પૂરું સફરજન આખું રસથી છાલ મતલબ રસથી બહાર એનો રસ બહાર નિકળી આવે છે અને એ સફરજન આજે આપણે મતલબ આપણા સુધી આવતા એ સફરજનને કાપીએને તો એમાંથી માંડ રસ નીકળે છે પરંતુ ત્યાના જે સફરજન હોય છે તે પૂર ખો ખરેખર એકદમ ઓરીજનલ હોય છે અને એવી જ રીતે વાઈટ વાઈટ બીજ હોય છે તેવી એમાં ઉદાહરણ તરીકે આપણે તુવરના દાણાનો સમાવેશ કરી શકીએ છે